હમણાંના વખતમાં મારા આખા ઘરમાં જ બધાં જ સાધનો વીજળીથી ચાલવાવાળાં છે ટીવી ફ્રિજ એસી મિક્સર ગ્રાઈન્ડર ઓવન હું તો આ બધાની વચ્ચે જ મોટો થયેલો છું અને આનાથી મને લાગે છે કે જીવન ઘણું સહેલું થઈ ગયું છે ઠંડું પાણી જોઈતું હોય ફ્રિજ ખોલ્યું ખાવાનું ગરમ કરવું હોય ઓવનમાં મૂકી દીધું અને આ બધુ કાંય અઘરું બી નથી બે બટન દબાવો ખાવાનું ગરમ બે બટન દબવો વસ્તુ ઠંડી તમારે જૂસ પીવું છે બે ફળો નાખ્યા મિક્સરમાં ને તૈયાર જૂસ વાર કેટલી આટલો સમય બચે છે મને યાદ છે જ્યારે હું નાનો હતો ત્યારે મારી મમ્મી ત્યારે આ ઈલેક્ વીજળીથી ચાલવાવાળી વસ્તુઓ નહોતી ત્યારે સાદો ચૂલો જ હતો ગેસનો ત્યારે માટલામાંથી પાણી પીતા હતા ખાંડતા હતા અને આવું જ જીવન હજી બી મારા બા દાદા જીવે છે મને યાદ છે જ્યારે હું ગામડે ગયો હતો ત્યારે એ લાકડાનો ચૂલો વાપરતા હતા લાકડાના ચૂલાથી કે ધુમાડો નીકળતો હતો એનાથી આખું ઘર કાળું કાળું થઈ જતું હતું ખાંસી ખાતા ખાતા બધા ખાતા હતા એકબાજુ બા ચૂલા પર રોટલા બનાવતાં હોય અને બીજી બાજુ અમે જમવા બેસતા હોય એની માટે અમે બારી બારણા ખુલ્લા રાખવા પડતા હતા અને આજે આખું ઘર બંધ હોય અને આપણે એકલામાં જ ખાવાનું ગરમ કરીને ખાઈ લઈએ છે મને યાદ છે કે એ લોકો હાથેથી ખાંડતા હતા અને ચટની મસાલાઓ એ બધું જાતે બનાવતા હતા આજે બી વાર નથી લાગતી મિક્સરમાં બનાવતા બે મિનિટ થાય છે પણ એનો જે સ્વાદ હતો એ ઘણો અલગ હતો એમાં જે મીઠાશ હતી એ આનામાં નથી માં મી તો એટલું નથી કીધું પણ મારા મમ્મી પપ્પાથી સાંભળેલું છે કે એમે કેટલું કઠિન જીવન જીવ્યું હતું જ્યારે આ બધા સાધનો નહોતા એમને ઠંડુ પાણી નહોતું મળતું એ જ્યારે તાપમાં થાકીને આવતા હતા ત્યારે માટલાંનું પાણી જ પીવું પડતું હતું એમના ઘરે એસી નહોતું એમને ગરમીમાં જ સૂવું પડતું હતું એમના ઘરે તો પંખો બી નતો સિલિન્ડર બદલવા માટે એમણે જાતે છે ને ગેસનો બાટલો ઉંચકીને લાવવો પડતો તો હવે આ વીજળીથી ચાલવાવાળા ઉપકરણો ઘણા સારા છે પણ એ તકલીફ એ પડી જાય છે જ્યારે લાઇટ જાય છે ત્યારે જ્યારે લાઇટ જાય છે ત્યારે બધું જ બંધ પડી જાય છે પણ જ્યારે આપણે કોમ્પિટિસન કરીએ છીએ બેઉની વચ્ચે તો વીજળીના જ સુ સાધનો જ આગળ આવે છે અને માનવામાં તો એવું બી આવે છે કે ઓવન વાપરવાથી એના જે કિરણો નીકળે છે એ ઘણા હાનિકારક છે અમારા બાજુવાળા જ અમારા પડોશી જે છે એમને ત્યાં એક નવજાત શીશું છે તો એને છે ને ઢાકીને રાખે છે ને ઓવનથી દૂર રાખે છે કેમ કે એની મમ્મી માને છે કે ઓવનના લીધે જ એમની ખાંસી અને એમના મોઢા પર લાલ એમની ચામડી લાલ થાય છે કેમ કે ઓવનના જે કિરણો નીકળે છે એને હાનિકારક ગણવામાં આવે છે મિક્સરનો જે અવાજ હોય છે મિક્સરના અવાજથી ખબર પડી જાય કે કંઈક ખંડાય કંઈ બને છે જ્યારે ખાંડણીનો અવાજ હતો એનાથી ખબર પડે છે કે કંઈક સમે એનાથી સંભળાતું હતું કંઈ મીઠું